શું તમે ઓલા કેબ સર્વિસમાંથી બોલો છો અમે દસ મિનિટ પહેલાં મોટા બજાર જવા માટે કેબ બુક કરાવી છે આપ હજુ સુધી મને લેવાં આવેલ નથી કૃપા કરી તમારું હાલનું સ્થળ બતાવશો આપ કેટલા સમયમાં લેવા આવી શકશો તે જણાવશો